રમત ગમત વિભાગ દ્વારા અમારા વિસ્તારનાં લોકોની માનસિક સ્વાસ્થ્ય અને એકંદર સુખાકારીની જાગૃતિ લાવવા માટે કબડ્ડી અને ખો ખોનું આયોજન થાય છે આ સિવાય લાફિંગ ક્લબનું પણ આયોજન કરવામાં આવે છે સવારે યોગાનું આયોજન પણ રમત ગમત વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે જેથી લોકોનું માનસિક અને શારીરિક બન્ને સ્વાસ્થ્ય સુધરે છે